હલ્લો જી મેડમ મારું નામ સેજલ મોદી છે હું ટુરિસ્ટ છું એટલે અહીં ગુજરાતમાં સુરત માં ફરવા માટે આવી છું તો મને જરા એક ઇન્ફોર્મેશન જોઈતી હતી તમે એક્ચ્યુલી છેને તો હું જ્યાં હમણા ઉતરી છું ને ત્યાં મને કીધું કે તમે આમની સાથે વાત કરો એ અહીં ઘણા ટાઇમથી રહે છે તો એ કદાચ તમને ઇન્ફોર્મેશન આપી શકે એમ હા તો મારે એ જાણવું હતુ કે હું અહીં કયા સાધનથી સારી રીતે કયા વ્હીકલથી સારી રીતે ફરી શકું અને મને થોડું સસ્તું પડવું જોઈએ કારણકે અહીં જે હું જોઉં છુ અહીં આમ તો મને ટાઇમનો કોઈ બંધન ને એવું કંઈ છે નહીં મારે સારી રીતે ફરવું છે તો પણ એટલે છેને કે એવું કે પેલું આ ટ્રાફિક ને એ બધાંમાં ટાઇમ વધારે નહીં જવો જોઈએ મારો કહેવાનો મતલબ એજ છે તો હુ કયા વ્હીકલ પર વધારે એટલે શું સારુ પડશે મને ચાલશે એટલે મારે બધું જ જોવું છે મોલ છેકે કયો હા હા હા હા હા હા એ હું જોઉં છું એકચ્યુલી બે દિવસથી હા હા હા હા હા હા

એવુ છે અરે વાહ ટૂ વ્હીલર છે તમારી પાસે આહા હા હા અચ્છા એવું છે હા હા હા હા હા હા હા હા એવું છે એટલે અહીં મીટર સિસ્ટમ નથી અચ્છા

યા યા એકચ્યુલી છે ને હું એકલી નથી મારી સાથે મારા હસબંડ પણ છે હા તો અમારા એટલે તમે કોઈક વિહકલ એવું બતાવો કે જેનાથી અમે સારી રીતે થોડું ફરી શકી એ ટાઇમ પણ અમારો બચે એમ હા હા હા હા હા હા હા અચ્છા હં હં હા અચ્છા હા તે એ લોકોના પર્સનલ નંબર કે આ એપ પરથી થી જ બૂક કરવું પડશે અચ્છા અને એક દિવસમાં અમુક જ ટાઇમ ફેરવે કે એવું કંઈક હોય છે હા હં હં હા અચ્છા હં હં હં હં હં હં

અચ્છા પણ આમા પછી એમની વેટ કરવાનું ને એ બધો ટાઇમ હશેને અચ્છા એટલે તો એવું કંઈક હોય તો પછી પર્સનલ ગાડીવાલા હોય ઉબેરમાં નહીં હોય પણ કોઈ પર્સનલ હોય કે એવું કંઈક હોય ને હા

અચ્છા એવું છે હા હા હા હા હા હા હા હા ઓકે ઓકે સારુ ચલો થેન્ક યૂ